હા હું કપડાંવાળો બોલું છું હા તો આવો ને અમારી પાસે દરેક અલગ અલગ પ્રકારનાં કપડાં છે બધા જ છે તમારે ત્યાં લગ્નનો પ્રસંગ છે ને હા હા બધા જ છે કેટલાં ખરીદવા કેટલા ખરીદશો આપણે બધા જ છે પુરુષનાં છે લેડી સ્ત્રીના છે બધા અલગ અલગ પ્રકારના

પાસે બેસ્ટ ક્વૉલિટીવાળાં કપડાં છે આપણે તેમાં પુરુષનાં છે પેન્ટ શટ છે પછી શેરવાની છે ઝભ્ભો લેંઘો છે લેડીઝમાં બી ડ્રેસ અલગ અલગ પ્રકારના છે દરેક પ્રકારની વેરાયટી અમારા ત્યાં અવેલેબલ છે હેં હા હા તમે એકવાર આવો તો આપણને બધી જ પ્રકારના તમને બતાવી દઈએ તો તમને હા હા બધા જ છે લેડીસ જેન્ટ્સ તમારા લગન પ્રસંગમાં એકદમ એ થઇ જશે બધા તમે એની ચિંતા ના કરો મારા વ્યાજબી ભાવે જ બધું છે એકદમ તમે કહો એવા પ્રકારનાં અમે કપડાં કાઢી આપીશું તમને હા પાટીદાર જીન્સ બધા જ પ્રકારના કહું છું ને મળી જશે શેરવાની બી આપણી સારી મલ્ટીવાળી છે આપણે પછી લેડીઝ સ્ત્રીમાં બી સારા કપડાં પણ આવ્યાં છે નવી ડિઝાઇનિંગવાળા આવ્યાં છે પછી એક ઝભ્ભા લેંઘામાં બી અલગ અલગ ડિઝાઇનવાળા અમારે ત્યાં છે પછી એક ચિકનનાં કપડાં છે લેડીઝનાં બધા જ છે તમે એક વાર શાંતિથી આવો એટલે લગભગ આપણને તમને શું બધા જ એકસાથ એકસાથે જ દેખાડી દઈએ કેટલા જણા છે અને કેટલા છે હા હા બે ત્રણ કોલીટી જેટલી કોલીટી કહેશો તમે એક વાર ટાઈમ નીકાળીને આવો ને પછી તમને અમે સારી રીતે ઓકે એ હા ચાલો થેન્ક્યુ તમારો આભાર